હેલો નવજીવન રેસ્ટોરન્ટમાંથી વાત કરો છો મે મારી બે સબ્જી અને પંદર રોટી બે જીરા રાઈસ ને બે દાલ ફ્રાય ઓડર કરેલો છે પણ સોરી મારે જે એ દસ પર્સન આવવાનાં હતાં એમાંથી બે પર્સન કટ થઈ ગયાં છે તો મારે થોડું આ જે મારો ઓડર છે એમાં હું થોડું કટ કરવા માંગુ છું તો શું તમે એક સબ્જી અને દસ રોટી અને એક જીરા રાઈસ અને એક દાળ ફ્રાય આપી શકો છો જો તમે આપી શકો તો ઘણું સારું છે કારણ કે મારે આ વેસ્ટ જ જવાનું છે અને તો એ તમે એ મને ઘણો લોસ પણ જઈ શકે છે અને જે અનાજનો વેસ્ટ થાય એ હું કરવા માંગતો નથી થેન્ક યુ